સર મુજે આપકે જો બૅન્કસ હૈ ઉશમે સે ગોલ્ડ લોન લેના હૈ જો ફરધેર મેડિકલ ટ્રીટમેન્ટ કે લીએ હા હા હા સર સર ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડ લોન જોઈએ છે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કેટલો ઇન્ટરેસ્ટ રેટ અને શું શું આપવું પડે હમ હમ આઠ દસ લાખ રૂપિયાની થઈ જાય તો ઘણું સારું એમ

હમ હમ

હમ

હમ તો કઅ નહી ચાલો તો હમ કઈ નહી ચાલો તો કાલે સવારે આવું છું રૂબરૂ મળવા